ભારત પહેલેથી જ પહેરવેશની બાબતમાં સાંસ્કૃતિકનું રહ્યું છે પુરુષો સામાન્ય પહેરવેશ ધોતી હતો અને મહિલાઓ માટે સાડી હતી ભારતમાં અનેક જાતનાં કાપડ મળી રહે છે જેમકે કોટન સિલ્ક વગેરે ભારતના દરેક રાજ્યમાંથી કોઈ એક

વિશેષતા નીકળશે જેમકે બનારસી સિલ્ક પાટણનાં પટોળાં તમિલનાડુમાંથી કાંજીવરમ અને દરેક રાજ્યનાં લોકો તેમના વાર તહેવાર પર તેમના પરંપરાગત પોશાક પહેરતાં હોય છે અને તેમની આ સાંસ્કૃતિક અને ફેશનને પણ વધારો આપે છે જેમકે દેશ આગળ જાય છે એ તેમ તેમ પહેરવેશ પણ આવતા જાય છે પહેલાં સાડી હતી તેમાંથી દુપટ્ટાવાળો ડ્રેસ આવ્યો ત્યાર બાદ લોકો કુદરતી અને કુર્તી અને લેંઘીસ પહેરતાં થયાં તેમાંથી જીન્સ ટોપ અને હવે નાના પોશાક પહેરવે છે પશ્ચિમ ફેશનથી અહીં ગ્લોબ ફેશન ભારતમાં આવી અને લોકોને પ્રભાવિત કરે છે પણ આ બધા ઉપરાંત ભારતની પરંપરાગત પહેરતાં વસ્ત્રો સાડી સલવાર કમીઝ તેની એક અન્ય ઓળખ છે વ્યક્તિગત રીતે મને પશ્ચિમી ફેસન કરતાં વધુ ભારતમાં પહેરાતા સામાન્ય પોશાક જેમકે ડ્રેસ સાડી અને કુર્તી પહેરવું વધારે સારું લાગે છે તે નાની મોટી બધી દુકાનોમાં મળી જાય છે